ગુજરાતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ જેમકે નવરાત્રી છે હોળી છે દિવાળી છે એ બધા તહેવારો આ બધા હળી મળીને ઉજવીએ છીએ નવરાત્રીમાં નવ દિવસનો કાર્યક્રમ હોય છે એમાં માતાજીનું સ્થાપન કરવામાં આવે છે તથા તેની પાછે ગર ગરબા રમવામાં આવે છે અને એ અલગ અલગ રિવાજ રીત રિવાજ પ્રમાણે દરેક જગ્યાના માતાજી જે જે રીતનો ગરબો મૂકીને એની પૂજા સ્થાપના પોતપોત અલગ અલગ જગ્યાના અલગ અલગ પ્રમ રીત રિવાજ પ્રમાણે કરવામાં આવે છે અને એનું આગળની પેઢીમાં બી એ થાય એ પ્રમાણે એ લોકો બધા ન નવી પેઢીને બધું સમજણ બી આપે છે ઉત્તરાયણમાં બી બધા ભેગા થઈને સવારે આમ મતલબ સવારે બધા ઉંધીયું જલેબી બનાવીને જમે છે તથા દાન પૂણ્યનું નુ બી મહત્ત્વ છે તો એ બી આગળની પેઢીને સમજાવે છે ઉત્તરાયણ પર દાન પેઢી કરવાથી સારું એવું પૂણ્ય મળે છે તેથી એ બી આગળની પેઢી જાણે એ રીત રિવાજો એ વિચારીને બધા એ તહેવારો ઉજવવામાં આવે છે તથા જેમ કે ભરતગુંથણનું કામ છે એ ભરતગુંથણનું કામ પેઢી દર પેઢીએ આગળ વધે એ પ્રમાણે જેમ કચ્છમાં અમુક પ્રોપર ભરતગુંથણ થાય છે એ આગળની પેઢી શીખે અને એમાંથી એમની ઉપજ ઉભી થાય એ પ્ર એટલા માટે એ નવી પેઢીને એ શીખવવામાં આવે છે